હું મારું જમવાનું બધાંની સાથે લેવાનું પસંદ કરું છું એ મને ગમે છે ક્યાંય લગ્નોત્સવ હોય ક્યાંય ધાર્મિક પૂજા હોય કે દાવત હોય કે ક્યાંય નાતાલનું ડિનર હોય કે પછી દિવાળી દિવાળીનું સેલેબ્રેસન હોય ક્યાંય મંદિરમાં ઉત્સવ હોય કે નવરાત્રીનું હોય કે કોઈ પણ એવાં પ્રસંગો અલગ અલગ હોય છે એમાં હું મને જમવા જવું ગમે છે અને સાથે ટાઈમ પસાર કરવો પણ ગમે છે એવાં ઘણાં બધાં પ્રસંગો છે કે જેમાં બધાં ભેગા મળીને સાથે જમીએ છીએ એના માટે કોઈને આમંત્રણ પત્ર પણ બધાંને આપી શકીએ છીએ લગ્ન પ્રસંગમાં કંકોત્રી છે જે કંકોત્રી એ એવી વસ્તુ છે કે જે એકદમ સારા ભાવથી આપણે આપીએ છીએ કે તમે અમારા પ્રસંગમાં પધારો પ્રસંગમાં પધારવા માટે અમે રૂબરૂ અમારા જે સબંધીઓ છે એને કંકોત્રી આપીએ છીએ કે તમે જરૂરને જરૂર અમારા પ્રસંગમાં આવજો અને એના માટે એજે કંકોત્રી છે એ સાથે સાથે ડ્રાય ફ્રુટ્સ પેકેટ છે કે મીઠાઈનું બોક્સ છે એ અમે સાથે આપીએ છીએ અને કંકોત્રી એટલી ભાવભરી અને કલરફૂલ હોય છેને કે સામે એ સામે વાળા જે છે સબંધીઓએ અમારો ભાવ જોઈને સાથે પ્રસંગમાં આવે છે પ્રસંગમાં ઇન્વિટેશન આપવા માટે ઘણાં બધાં વિકલ્પો છે જેમકે તમે અત્યારે મોબાઈલ ફોન પણ યુસ કરો છો મોબાઈલમાં ડિઝિટલ વે ડિઝિટલ કંકોત્રી પણ તમે શેર કરી શકો છો વોટ્સઅપમાં અલગ અલગ ગ્રૂપમાં તમે શેર કરી શકો છો યાતો ઈમેલ આઈડી યુસ કરીને પણ તમે તમારી ઇન્વિટેશન કાર્ડ આમંત્રણ પત્ર આપી શકો છો અને બર ડે પાર્ટી છે તો એના માટે પણ તમે ક્યાં તો રૂબરૂ કોલ કરો છો યાતો રૂબરૂ જાઓ છો કે ઘણાં બધાં વે છે કે તમે સામે પ્રસંગમાં આમંત્રણ આપવા માટે ઇન્વિટેશન આપી શકો છો યાતો આમંત્રણ આપી શકો છો બીજું કે એવા ઘણાય પ્રસંગ છે દિવાળી છે કોઈના લગ્ન છે લગ્ન એક લગ્ન પ્રસંગ એક એવી વસ્તુ છે કે જેમાં આપણે અલગ અલગ સેલિબ્રેશન હોય છે પીઠીનું છે પછી મહેંદી પ્રસંગ છે પછી ફર્યા ફેરા છે ડાંડિયા છે નવરાત્રિમાં નવરાત્રિમાં જેમ રમીએ એમ અલગ અલગ પ્રસંગમાં પણ આ એક અમારું ગુજરાતીઓનો એક એવો ટ્રેન્ડ છે કે ગમે એ નાનો પ્રસંગ હોયને એમાં ગરબા તો હોય જ બરાબર અને એમાં અલગ અલગ દાવતમાં કેવી કેવી મસ્ત ત્યાં જમવાનું સાથે જમીએ છીએ અને જે થાળી તમે ગુજરાતી લોકોની થાળીઓ જુઓ તો એમાં અલગ અલગ વેરાયટી હોય છે ઢોકળા મીઠાઈઓ અલગ અલગ મીઠાઈઓ દાળ ભાત શાક રોટલી પૂરી સબ્જી અલગ અલગ તમને જમવામાં મળે છે અને સાથે બેસીને જમવાની એક મઝા જ અલગ છે તમે સાથે બેસીને જમો છો ત્યારે એક અલગ જ આનંદ ઉત્પન્ન થાય છે અને એવા ઘણાં મોટાં પ્રસંગો વિશાળ પ્રસંગમાં પણ હું ગયેલી છું જ્યાં તમે એન્ટર થાઓ તો તમારું સ્વાગત એવું અલગ જ રીતે કરવામાં આવે છે કે વાત જ પૂછો નહીં તમને ફૂલ હારથી વેલકમિંગ કરવામાં આવે છે યાતો ફીર યાતો તમને એક નાનો પ્લાન્ટ છે એ તમને ગિફ્ટમાં આપીને તમારું વેલકમિંગ કરવામાં આવે છે યાતો કંકુ ચોખા તમને તિલક કરી અને પછી વેલકમ કરવામાં આવે છે તમે જેવા પ્રસંગમાં જાઓ છો એટલે એન્ટર થાઓ અને તમારા સબંધીઓને મળો ત્યારે એટલા હાવભાવથી તમે એમને મળો છો કે જેમકે હાથ જોડો છો જે શ્રી કૃષ્ણ કરો યાતો પછી ગળે મળીને તમે એનો એક બીજાને ભેટી ભેટીને તમે મળો છો અને પછી એને સાથે બેસીને વાતો કરીને જે આનંદ છે એ અલગ જ પ્રકારનો છે પ્રસંગોમાં બધા સબંધીઓ કાકા કાકી મામા માસી બધાં ભેગાં થઈ અને એન્જોય કરે છે પૂજા છે હવે અલગ અલગ પ્રસંગ છે સારા પણ પ્રસંગ હોય છે આપણે આપણા કલ્ચરમાં અને ખરાબ પણ ખરાબ ઇન ધ સેન્સ કે કોઈનું મૃત્યુ થયું સે યાતો કોઈનું એક્સિડંટ થયું છે કે કાઇ પણ તો મૃત્યુ જેનું થયું હોય એમાં આમ એમાં જમવાનું છે એમાં આપણે પ્રસાદી એનું એનું જે પ્રસાદ છે એ આપણે લઈએ છીએ બરોબર એમાં આપણને પ્રસાદી માટે આમંત્રણ કરવામાં આવે છે કે તમે અને એની વિધિ અલગ અલગ એની વિધિમાં પણ આપણે જતાં હોઈએ છીએ એની વિધિ અલગ હોય છે લગ્ન પ્રસંગમાં આપણે કલરફૂલ કપડાં પહેરતા હોઈએ છીએ પણ એ સારો પ્રસંગ છે પણ ખરાબ પ્રસંગ ખરાબ પ્રસંગમાં આપણે ખરાબ કપડાં નથી પહેરતાં એમાં લાઇટ કલરના કપડાં પહેરીએ છીએ જેમકે વાઇટ કપડાં છે અને એમાં આપણે એટલું બધું ખુશ નથી રહી શકતા કેમકે એ ખરાબ પ્રસંગ છે પ્રસંગોના અલગ અલગ અલગ અલગ પ્રકાર છે જેમાં સારા ખરાબ બંને હોય છે એમાં જમવાનું પણ અલગ અલગ હોય છે ખરાબ પ્રસંગમાં તમે જમવાનું છે એ સાત્વિક લો છો પણ જ્યારે પ્રસંગમાં પ્રસંગમાં તો મસ્ત સ્વાદિષ્ટ ભોજન તમને મળે છે